હ હ અમારે જ્વેલરી લેવાની જ છે તો શું તમે હમણાં માર્કેટ ભાવ શું છે હવે એ જ્વેલરી તો તમારે કઈ રીતની જ્વેલરી છે અલગ અલગ ડિઝાઈન્સ હવે મને છે ને તો કંઈ સમજ પડે નહીં તો જે ખરીદવા મારી સાથે આવશે એમને બધી ખબર પડે પણ અત્યારે માર્કેટ રેટ શું છે સિલ્વરમાં હ

એ અમારી એક ભત્રીજી છે દીકરી એને મેરેજ છે એટલે એના માટે એ લેવાનું છે હમ હા હા તો ચોક્કસ એ અમે આવતીકાલે કદાચ આવીએ છે હા હા હ હા હા હહ ઓકે વેરી ગુડ થેન્ક્યુ